પોલીસ અમારા વિસ્તારમાં ગુના જેમ કે ચોરી ચકારી છે કે એક એકસીડન્ટ જેવા દુર્ઘટનાઓ જેવી અ જેવી ઘટનાઓ છે એમાં સપોર્ટ તો કરે છે બહુ જલ્દી નિયંત્રણ બી લાવે છે પણ અ એના કરતાં બી વધારે સારું થઈ શકે છે જેમકે વધારે દરેક સિગ્નલ પર સીસીટીવી કેમેરા લગાવો તથા તરત એનો જે બી કોઈ બી ગુનો થયો હોય તેનું રિસ્પોન્સ જલ્દી આપે એનું નિવારણ જલ્દી કરે એ રીતે એ કામ કરે તો એનાથી બી વધારે નાગરિકોનું રક્ષણ જલ્દી થઈ શકે છે જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિઓ ઉપર હુમલા થવા કે ચેન ક સ્ક્રેનીગને એ બધા ગુનાઓ અ વધારે થતાં હોય છે તો સીસીટીવી કેમેરાની મદદથી તમે જલ્દી એનું નિરાકરણ લાવી શકો છો બસ